નિરોગી રહેવા માટે હું શું કરું છું અને તંદુરસ્ત હું કેવી રીતે રહું છું તેનો આઇડિયા આપું તો નિરોગી રહેવા માટે પહેલું હું મારી દિનચર્યા ચેક કરું છું કે હું કયા સમયે કયું કામ કરું છું અને મારા કલાકો હું કેવી રીતે સ્પેન્ડ કરું છું કઈ પ્રવૃત્તિ ફિઝિકલ અને મેન્ટલ બંને પ્રવૃત્તિમાં હું કેટલો સમય આપું છું એમાં હું કેટલી પોઝિટિવ છું અને કેટલું નેગેટિવ સ્પેન્ડ કરું છું તે પણ હું ચેક કરું છું પ્લસ હું હંમેશાં બે વસ્તુને સાથે રાખું છું જ્યારે ફિઝિકલ વસ્તુ કરતી હોઉં ત્યારે પણ મારી મેન્ટલ પરિસ્થિતિ ચેક કરું છું અને જ્યારે મેન્ટલી વર્ક કરતી હોઉં ત્યારે એની સાથે મારી ફિઝિકલ પોઝિસન પણ હું ચેક કરતી હોઉં છું એટલે સૌથી પહેલું મારું નિરોગી રહેવા માટે હું મારી દિનચર્યા અને મારી દરેક કલાક અથવા દિવસની પૂરી પ્રવૃત્તિને હું ચેકમાં રાખું છું તંદુરસ્ત રહેવા માટે હું સૌથી પહેલાં હું શું ખાઉં છું તેના પર ફોકસ રાખું છું ફૂડ એટલે કે ભોજનને હું સૌથી મોટી પ્રાયોરિટી માનું છું ઇમ્પોર્ટનસ માનું છું આપણા તંદુરસ્ત જીવન માટે કારણ કે હું જૈન છું તો હું તો એવું માનું છું કે પાણી પીને પણ માણસ સારી તંદુરસ્તી મેળવી શકે છે અથવા જાળવી શકે છે થોડા દિવસ સુધી પરંતુ એ પણ પોસિબલ છે માટે ચોખ્ખું પાણી એ પણ તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે અને પાણીમાં પણ તમે ઉકાળેલું પાણી લો કે ડિફરન્ટ ટાઈપના વૉટર્સ પીઓ એટલે પાણીના માધ્યમથી પણ તમે તંદુરસ્તી જાળવી શકો છો એટલે કે તંદુરસ્ત રહેવા માટે અથવા નિરોગી રહેવા માટે તમે જ્યાં પણ છો ત્યાં થોડી ચોખ્ખી હવા મેળવી શકો તેમાં તમે વધારે ટાઈમ રહી શકો પહેલી તમારી પ્રાયોરિટી અથવા સિલેક્સન અથવા થોડો સમય તમારે એમાં સ્પેન્ડ કરવો જોઈએ સેકન્ડ થિંગ તમારે ત્યાં કેટલો સૂર્યપ્રકાશ આવે છે કેટલો તમે મેળવી શકો છો કેટલું તમે નેચરલ લાઇટમાં રહો છો અને નેચરલ હવાના કોન્ટેકમાં રહો છો વાતાવરણમાં રહો છો એને તમારે દિવસ દરમ્યાન કેલ્ક્યુલેટ કરવું જોઈએ અથવા ધ્યાનમાં રાખવું જોઈએ નોટિસમાં રાખવું જોઈએ પછી તેમાં તમારે એ ધ્યાન રાખવાનું કે એમાં કેટલું વસ્તુ કેટલો સમય કેટલી પરિસ્થિતિ કેટલા સંજોગો મારા કંટ્રોલમાં છે તો એમાંથી તમારે જે ખૂટતું હોય તેને વધારે કરવાની તમારે કોશિશ કરવી જોએ ભરપાઈ કરવાની કોશિશ કરવી જોએ અને સેકન્ડ થિંગ બીજી વસ્તુ છે આજના જમાનામાં ઇમ્પોર્ટન્ટ પૈસા તો તમારી જે પણ કેપેસિટી હોય તેની અંદર તમારે જેમ આપણે ઇન્કમમાં આપણું સેવિંગનું ઇમ્પોર્ટન્ટ છે તેમાં સૌથી તેમ પૈસાને પણ તમારે કેવી રીતે તમારી હેલ્થ માટે પ્રાયોરિટી આપવી તે પણ તમારા હાથમાં જ એટલે કે તમારા કંટ્રોલમાં છે દાખલા તરીકે તમને ચાલીને સૂર્યપ્રકાશ માટે પાંચ મિનિટ કે દસ મિનિટ ચાલવું પડે છે ધારો કે બસમાંથી ઉતરીને તમારી ઓફિસ સુધી તો તમારે એ પ્રિફર કરવું જોઈએ જેમાં પૈસા પણ બચે છે અને તમને સૂર્યપ્રકાશ મળે છે બીજી વસ્તુ તમને તમને ભૂખ લાગી છે તમારી પાસે વસ્તુઓ ખાવાની સારી નથી તો તમે સિંગ ચણાથી પણ તમારું કામ ચલવી શકો છો અથવા સારું વસ્તુ નહિ મળે તો તમે થોડો ટાઈમ ભૂખ્યા પણ રહેશો એક ગ્લાસ ચોખ્ખું પાણી પણ ધારો કે દસ કે વીસ રૂપિયાની પાણીની બોટલ પીને તમે એ બે કલાક ટાઈમ પાસ કરી શકતા હો તો એ પણ તમારી પ્રાયોરિટીમાં આવવું જોઈએ સ્પેન્ડ કરવા માટે હું એમ કહીશ કે તમારે થોળા પૈસા ખર્ચીને તમને ચોખ્ખી સારી વસ્તુઓ મળતી હોય તો તમારે એ જ ખાવાની કોશિશ કરવી જોઈએ બીજી વસ્તુ ફ્રેશ મળતી હોય તે ટ્રાય કરવી જોઈએ તરત સામે મળતી હોય ચોખ્ખી સારી નેચરલ વસ્તુ તમને ઓછી ભાવતી હોય તો પણ એ પણ તમારી પ્રાયોરિટી લિસ્ટમાં હોવું જોઈએ એટલે પ્રેક્ટિકલી દિવસની અંદર તમે જેટલું મેનેજ કરવાની કોશિશ કરશો કુદરતી હવા ચોખ્ખું વાતાવરણ ચોખ્ખું પાણી સૂર્યપ્રકાશ શું તમે ખાઓ છો ફૂડ ઇન્ટેકમાં ત તમે શું લો છો તમે તમારી માનસિક પરિસ્થિતિ ફિઝિકલ એક્ટિવિટી વખતે અને માનસિક એક્ટિવિટી વખતે તમારી ફિઝિકલ પોઝિસન એટલે કે તમે માનસિક રીતે ઓફિસમાં ધારો કે કંપ્યુટર પર કામ કરો છો તો તમારી બેસવાની પોઝિસન શું છે તમે ક્યાં બેઠા છો તમારું બોડી પોશ્ચર શું છે તમે અડધો કલાકે ઊભા થાઓ છો કે નહિ થોડો ગેપની અંદર તમે વોક કરો છો કે નહિ તમારી પાસે નેચરલ લાઇટ આવે છે કે નહિ તમે કેટલું એસીમાં રહો છો કેટલું કુદરતી વાતાવરણમાં રહો છો તમે કેવા કપડા પહેરો છો તમે વધારે સિન્થેટિક પહેરો છો કે કોટન પહેરો છો તમારે બેસી રહેવાનું છે તો તમારે તમારા બુટ ચંપલ કપડા કમર કેવી રીતનું છે તમારી આંખની અને કંપ્યુટરની વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે તમે તમારી આંખોને બચાવા માટે શું કરો છો આ એક એકઝામ્પલ આપું છું એટલે એવરી અવર તમે ચેક એન્ડ બેલેસિન્સ કરશો પોતાને દરેક વસ્તુ માટે એકાઉન્ટેબલ માનશો તો તમે ચોકક્સ નિરોગી રહી શકો તંદુરસ્ત રહી શકો અને આવા નાના ડે ટુ ડે બેઝિઝના એકઝામ્પલને વૉચ કરવાથી એને મેનેજ કરવાથી એવી રીતે ડે ટુ ડે એવી રીતે એક વીક એવી રીતે તમારા વર્કિંગ ડેઝ અને હોલિડેઝના દિવસો એટલીસ્ટ એક વીક એક મંથ એક દિવસ એટલું પણ તમે કોન્શિયસ રહીને એટલે કે અવેરનેસ સાથે નિરોગી રહેવા માટે અને તંદુરસ્ત રહેવા માટે પ્રયત્નશીલ રહેશો વિચારશો એના માટેની જરૂરી વિગતો મેળવવાની કોશિશ કરશો સાંભળશો કોઈને મળશો તમે પૂછશો કોઈને અને થોડું ઑબ્ઝર્વેશન કરશો તમારી આજુબાજુ તમારી પરિસ્થિતિમાં તમારા સંજોગોમાં તમારા કેપેબ્લીટીમાં ફિઝિકલ એન્ડ મેન્ટલ તમારા ફેમેલી વિષે પણ તમે વિચારશો એ જ સંદર્ભમાં તો તમે પોતે પણ નિરોગી રહી શકો છો અને સામાન્ય રીતે તમે તમારી સેલ્ફને અને ફેમેલીને બંનેઊને તંદુરસ્ત ચોક્કસ પણે આરામથી રાખી શકો છો માટે અવેરનેસ નિરોગી અને તંદુરસ્ત રહેવા માટેના આ શબ્દ ફોકસમાં રાખીને વિચારશો અને સામાન્ય પગલાં લેશો તેનાથી ઇઝીલી એચિવ દરેક વ્યક્તિ દરેક ફેમેલી એચિવ કરી શકે છે આજના જમાના પ્રમાણે થેન્ક યુ સો મચ